તબીબી સેવાઓ તો વધી છે પરંતુ એ ખૂબ જ મોંઘી અને ખૂબ ખર્ચાળ છે મોટી મોટી હોસ્પિટલોનો ખર્ચ સામાન્ય માણસોને પોસાય એવો નથી કોવિડ મહામારીમાં પણ ખૂબ અગવડો પ્રજાને ભોગવવી પડી છે સ્વાસ્થ્ય સેવાઓ નિઃશુલ્ક અથવા ન્યૂનતમ દરે મળે એવો સરકારે પ્રયત્ન કરવો જોઈએ